હવે એક દિલ્હી દરવાજા પહોંચવાનું હતુ આપણે તમારી રીક્ષામાં તો બેઠો છું પણ સમયસર પહોંચી શકાશે ને એનું કારણ છે કે અત્યારે શું છે ટ્રાફિકનો સમય છે પીક અવર છે અને શું છે કે તમે બીજે કોઈ રસ્તેથી લઇ લો તો વાંધો નહીં રિવરફ્રન્ટથી જો તમને અન પણ રિવરફ્રન્ટમાં એક પ્રોબ્લેમ છે કે રીક્ષાને જવા દેતા નથી હવે બહારથી બી લેવું હોય ને તો તમે શું છે કે તમે બીજે કોઈ રસ્તેથી લો ને તો સારું રહે આપણને આપણે રિલીફ રોડ થઇને પછી રાણી સિપ્રીની મસ્જિદ છે ત્યાંથી છે અને આપણને ટ્રાફિક ઓછો નડે આપણે બહુ ઝડપથી બી ચલાવવાનું છે એવું નથી હા તમારું તમારું શું માનવું છે હા હા હા બસ મને સમયસાર કારણ કે મારે શું છે કે એક ઇવેન્ટમાં જવાનું છે હા હા હા હવે આપણે સમયસર પહોંચીશું તો અગત્યનું છે તમે ભલે પંદર રૂપિયા પ પચીસ રૂપિયા વધારે લઇ લો એનો મને વાંધો નથી પરંતુ સમયસર સ્થળ પર પહોંચાડશો મને બહુ આનંદ થશે આ અને આપણે શું છે કે હા તમારી ગતિ બરાબર છે હા બસ બરાબર છે આપણે શું તમારે સંભાળીને બી ચલાવવાનું છે તમારું બી જોવાનું છે અને મારું બી સચવાય સમય એ બી જોવાનું છે બન્ને વસ્તુ છે હા હા ઓકે